આમ તો બાઇક છે ને આપણું ખૂબ જ અગત્યનું સાધન છે એટલે બાઇક જેટલું સારું હોય તેટલું આપણું જીવન પણ સારું રહે એટલે બાઇકની પણ ખૂબ કાળજી રાખવી પડે બાઇકમાં નિયમિત અંતરે ઑઇલ બદલાવવા પડે હવે ઑઇલમાં પણ કેટલી કેટલાં બધા પ્રકારો હોય છે અને ઑઇલમાં પણ જોવા જઈએ ને તો સેલ નું ઑઇલ છે એ બહુ જ બહુ જ સ્ટાન્ડર્ડ હોય છે એનો ભાવ થોડો વધારે હોય છે લગભગ આઠસો પચાસ રૂપિયા જેવું સેલ નું ઑઇલ હોય છે પણ લગભગ પંદર હજાર જેટલા કિલ અ કિલોમીટર જેટલું ઑઈલ ચા ચાલે છે પણ તે નખાવ્યા બાદ છે ને બાઇક એકદમ સ્મૂધ ચાલે છે એટલે બાઇકની નિયમિત રીતે મીન્સ સર્વિસ કરાવવી તે પણ બહુ જ મહત્ત્વનું છે એટલે બાઇક એ છે ને આપણું જીવન જરૂરિયાતનું સાધન છે અને રોજ બાઇકનો યુઝ કરવાનો હોય છે તેથી આપણે બાઇકને બાઇકની એ જે ચલાવવાની ઍવરેજ સ્પીડ છે ને તે પણ આપણે એકદમ સ્ટાન્ડર્ડ રાખવી જોઈએ આપણે જનરલી છે ને બાઇકની સ્પીડ છે ને ચાળીસ કિલોમીટરથી સાઠ કિલોમીટર ની વચ્ચે જ રાખવી જોઈએ જેના કારણે તેની ઍવરેજ ખૂબ સારી આવી શકે અને એક વખત જો એની ઍવરેજ વ્યવસ્થિત રહે તો છે ને વીસ પચીસ હજાર કિ કિલોમીટર ચાલ્યા બાદ છે ને બાઇકનું રાઉઝિંગ પણ સરસ થઈ જાય છે અને બાઇક બાઇકનું જે અંદરનું મશીન હોય છે ને તે પણ રાઉઝ થઇ જાય છે અને બાઇક એકદમ સ્મૂધ ચાલવા લાગે છે એટલે બાઇક છે ને એ આમ તો આપણાં જી જી જીવનનો ભાગ છે એટલે બાઇકને જીવની જેમ સાચવવું જોઈએ અને બાઇકના જે પણ સ્પૅર પાર્ટ છે જેમ કે ચેઇન ચક્કર છે કે પછી બ્રેક છે તે બધું જ નિયમિત અંતરે ચૅક કરાવતા રહેવું જોઈએ અને તે એક તેનાથી બાઇકનો ઉપયોગ કરવાની પણ ખૂબ મઝા આવે છે અને આપણને થાક લાગતો નથી